હાં બોલો હાં બોલોને બોલું છું બરાબર બર બરાબર હવે તમારે કેટલી લોન જોઈએ છે પાંચેક લાખની લોન જોઈએ છેને તો તમે સમજો કે અમે છે ને અત્યારે ગોલ્ડ ઉપર તમને એંશી ટકા સુધીની લોન આપી શકીએ અને એનું એક એક દોઢેક ટકા ઇન્ટરેસ્ટ હોય છે અને તમારે ગોલ્ડની અમે પહેલા તમારું તમે લઈને આવો એટલે તમારું આખું ફોર્મ ફિલ અપ કરીએને ચેક કરાવીએ કે લોન બરો ગોલ્ડ છે બરાબર છે કે નહીં અમારી જ્વેલર હોય હું એની પાસે કરાવી અને બધું અને બધું અમે ચેક કરાવી પછી તમને કહીએ કે તમને કેટલી લોન મળી શકે છે અને કેટલા ઇન્ટરેસ્ટ પર મળી શકે છે હાં એટલે એ હાં એટલે ઇંટરસ્ટ તો કેવું છે કે એ કસ્ટમર કસ્ટમર પ્રોપર પ્રમાણે થોડું ડિફફરન્સીએટ થતું રહેતું હોય છે એટલે તમે અમને પહેલાં ચેક કરી અને જોઈશું હવે તમારે લોન કેટલી લેવાની છે એની તમે બરાબર હમ હમ હમ અઢારેક બરાબર છે અઢારેક તોલા તમારી જોડે સોનું છે તો અવે એના અત્યારનું માર્કેટ રેટ અને એના માર્કેટ રેટ શું ચાલે છે એ અમે ચેક કરી અને પછી એના એટી પરસન્ટ સુધીની તમને લોન મળી જાય એ રીતે થઈ જાય હં તમે આ રક્ષાબંધન પતે પછી આવી જજોને ઓફિસે હાં હાં ઓકે